હલો હલો આપ પટેલ હલો આપ પટેલ શાકભાજીમાંથી બોલો છો બરોબર હવે મારે થોડુંક શાકભાજી જોઈએ છે તમે શું ભાવ છે તે મને કહી શકશો હા તમે એમાં મને મારે બટાકા જોઈએ છે રીંગણ જોઈએ છે ફુલાવર જોઈએ છે કોબીજ જોઈએ છે અને બીજું જે ગવાર જોઈએ છે તો એમાં તમે મને કોઈ ડિસ્કાઉન્ટ આપી શકશો સારું તો મને ઘેર પહોંચાડી શકશો મારે બાર વાગે જોઈએ છે હા ઓકે મારે બાર વાગે જોઈએ છે રસોઈ બનાવાની છે તો મને અહીં અગાડી નેક્સોસ ફોરમાં નેક્સોસ ફોર સી બસો છ માં મકાન છે ત્યાં તમે પહોંચાડવાની કૃપા કરો તો મેહરબાની હા ઓકે થેંક યુ હા મારે બટાકા ડુંગળી ગવાર હા બટાકા એક કિલો ડુંગળી પાંચસો ડુંગળી પાંચસો ફ્લાવર પાંચસો કોબીજ પાંચસો અને ગવાર અઢીસો ઓકે હું તમને રોકડા પૈસા આપીશ ઓકે

ઓકે હા ઓકે હો થેંક યુ